વર્ષોવર્ષ ખેતી કેવી રીતે બદલાય ખેતી તો ભઈ સમય જતા લોકોને ટેક્નોલોજીનું જ્ઞાન થતું ગયું તેથી ખેતીની પદ્ધતિમાં ઘણાં બધાં ફેરફારો પરંપરાગત ખેતીની વિષે વાત કરીએ તો જ્યારે પરંપરાગતની વાત કરીએ તો જયારે પહેલાના સમયમાં ટેકનોલોજીનો અભાવ હતો માણસોને એટલું બધું આમ ટેકનોલોજીની કાંઈ ખબર હતી નહીં તેથી તેમાં મજૂરો દ્વારા બળદ દ્વારા એવી રીતના બધું કામ લેવાતું માનો કે તમારે બિયારણ વાવવું હોય તો આજના તમે જુઓ તો આધુનિક સમયમાં તમારે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે ત્યારે તો બળદ ગાડાથી એવી રીતના ટૂંકમાં કરાવતો હતો જેમાં મશીનોનું ઓછું ભાગીદારી હોય મશીનોનો ઓછો ઉપયોગ અથવા તો નહિવત ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંપરાગત ખેતીમાં પછી નીચી ઉપજ કેમ કે જો પરંપરાગત ખેતીની વાત કરીએ તો એમાં આવે તો મશીનોનો અભાવ પ્લસ ટેક્નોલોજીનો અભાવ હતો ઓલરેડી એટલે નીચી ફળદ્રુપતા તો હતી પણ ઉત્પાદન જે લેવાનું હોય ઈ બહુ ઓછા પ્રમાણમાં લેવાતું હતું એમાં જે આધુનિક સમયમાં જે આવ્યા ઉત્પાદન એ પરંપરાગત ખેતીમાં હતું નહીં અને પહેલાના સમયમાં આવી જે સિંચાઈ નહેરોની પણ સુવિધા હતી નહીં પરંપરાગત રીતે સમય એટલે પાણી ભરવામાં પણ બહુ અમુક અમુક સમસ્યા થઈ જતી અને ઉત્પાદન પણ નીચું હતું જમીનની જાળવણીમાં જમીનની જાળવણીમાં એટલું બધું કઈ ખાસ પરંપરા ખેડૂતોને કેટલું બધું જ્ઞાન ના હોય તો જમીનમાં આ તત્વ ઘટે છે તો આ પ્રકારનું ખાતર નાખો તો આ પ્રકારની જમીનની ફળદ્રુપતા વધે ત્યારે તો શું છાણીયું ખાતર આપણે જે દેશી ખાતર વાપરતા એ પરંપરાગત ખેતીમાં વાપરવામાં આવે છે એટલે વર્ષોવર્ષ જે ખાતર કરીને જે છાણીયું ખાતર બનાવામાં આવે એ નાખતા અને એવી રીતેના પરંપરાગત ખેતી કરતા અને એનો કાઈ સમયગાળો નહોતો કુદરતી ખેતી હતી મીન્સ કે વરસાદ ઉપર આધાર રાખવો પડતો હતો એટલે વર્ષમાં વધીને એકથી બે પાક લઈ શકાતા હતાં એટલે વરસાદ ઉપર આધાર રાખે એટલે વરસાદની સિઝનમાં જે પાક થતા હોય એ વરસાદની સીઝનમાં થાય અને ઉનાળા અથવા શિયાળામાં જે ઓછા પાણીએ થતા હોય એ પ્રકારના કે તમે મહત્તમ વધીને બે જ પાક લઈ શકાતા એટલે વધારે પાકનો ઓપ્શન નહોતો વધારે પાક તમે લઈ નો શકો કેમ કે કુદરતી ખેતી હતી પરંપરાગત એટલે વરસાદી ખેતી તમે એને કહી શકો બીજા ટૂંકમાં આપણે એને વરસાદી ખેતી કહી શકીએ આધુનિક ખેતીમાં તો અત્યારે ઘણાં બધાં યંત્રો સુધારેલ બિયારણો યાંત્રિકીકરણ ખની એવું બધું આવ્યું હોય જેમ આપણે ઉદાહરણ તરીકે હરિયાળી ક્રાંતિ એ બધું અત્યારે આધુનિકીકરણ થયું અત્યારે ખેતી ક્ષેત્રે બહુ વિસ્તૃત પ્રગતિ થઈ છે સુધારેલ બિયારણો જંતુનાશક દવાઓ આધુનિક મશીનો હાર્વેસ્ટર ટ્રેક્ટર થ્રેશર એવાં બધાં ઉપયોગ અત્યારે બોહળા પ્રમાણમાં થાય અને ખેડૂતો મબલખ ઉત્પાદન હોય જ્યારે પરંપરાગત ખેતી પરંપરાગત ખેતીના સમયમાં આવું કઈ હતું જ નહીં બળદગાડું અને ખેડૂત અને વધીને મજૂરો દાતરડી એવા સાધનોથી ખેતીની ખેતી ક્ષેત્રે ખેતી થતી એટલે તેનાથી ઉત્પાદન ઓછું આવતું ને એવા ઘણા બધા હતાં અને પ્લસ મહત્વની વાત કરીએ તો ટેક્નોલોજીનો અભાવ ત્યારના સમયમાં ટેક્નોલોજી હતી જ નહીં એટલે બધું જ ઓછું જ થતું હતું ઉત્પાદન ઓછું ખેડૂતની આવક ઓછી એવું બધુય થતું હતું અને ખેડૂતોને જમીનની જાળવણી વિશે એટલું બધું કઈ ખાસ જ્ઞાન હતું નહીં ત્યારના સમયમાં એટલે એ પણ એક વર્ષોવર્ષ ખેતી કઈ રીતે બદલાઈ એનું એક ઉદાહરણ ગણી શક્ય વર્ષોવરસ જેમ જેમ સમય જતો ગયો જેમ જેમ સમય ગયો એવી રીતના ખેડૂતો જ્ઞાન આવતું થયું પ્લસ ટેકનોલોજી આવી ત્યારથી ખેતી ક્ષેત્રે બહુ મહત્વના ફેરફારો થયા છે પણ પરંપરાગત ખેતી કરતા અને આધુનિક ખેતી વચ્ચે તફાવતમાં બહુ ઝાઝું અંતર રહેલું છે